ગુજરાતી સિનેમા સામાન્ય રીતે ઢોલિવૂડ તરીકે ઓળખાય છે ગુજરાતી સિનેમામાં અત્યાર સુધી એક હજાર કરતાં પણ વધારે પીક્ચર બની ચૂક્યા છે મોંઘી ફિલ્મોના જમાનામાં સિને ઉદ્યોગમાં જોડાયેલા કરાકારો મોટા ભાગના ગુજરાતી હતા ગુજરાતી સિનેમામાં નરસિંહ મહેતા એ ફર્સ્ટ મૂવી છે જે ઓગણીસો બત્રીસમાં રીલીઝ થઈ તી ત્યારથી માંડીને અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ એટલે કે ઢોલિવૂડમાં ઘણા ખરા બદલાવ આવ્યા છે શરૂઆતમાં ગુજરાતી પિકચરોમાં ગામડાની વધુ વાત જોવા મળતી હતી હીરો હીરોઈનોના વસ્ત્રો પણ ગામઠી પ્રકારના જ રહે અને ત્યાર પછી સમય બદલાયો છે અને ટેકનિકો અને નવી નવી ટેકનોલોજીના કારણે વિષયોમાં પણ બદલાવ જોવા મળ્યો છે અને હવે શહેરી વિષયોનો પણ પ્રયોગ થવા લાગ્યો છે ગુજરાતી મૂવીની હિરોઈન ચણિયા ચોળી અને સાડીમાંથી હવે ફેશનેબલ કપડામાં જોવા મળે છે સાથે સાથે ફિલ્મના વિષયોમાં પણ નવીનતા જોવા મળે અને ગુજરાત સરકારે પણ ઢોલિવૂડને એક પ્રોત્સાહન રૂપે ગુજરાતી ફિલ્મોને સો ટકા કર મુક્ત કરી અને શરૂઆતમાં ગુજરાતી ફિલ્મોના વિષયોમાં પૌરાણિક કથાઓ સાધુ સંતો પછી ગામડાના ખેડૂત વર્ગો સામાજિક સબંધો કુટુંબો એવું કેન્દ્રમાં હતું જ્યારે બોલિવૂડની સાથે સાથે ઢોલિવૂડમાં પણ આધુનિક યુગ નો રંગ જોવા મળે છે અત્યારના પિચરોમાં યુવાનો સંદેશ પછી અત્યારની જે સમસ્યાઓ છે તે લોકોની મેન્ટાલીટી અને તેમનો મનોવૈજ્ઞાનિક અભિગમ કેવો છે એ બધું જોવા મળે છે અત્યારની ગુજરાતી ફિલ્મોમાં માત્ર ગુજરાતમાં જ નહીં પણ પૂરા ભારતમાં જાણીતી બની છે જેમ કે ગુજરાતી ફિલ્મ વશ ની સ્ટોરી લાઈનથી અજય દેવગન એ પ્રેરણા લીધી તી અને તેની શેતાન ફિલ્મ પણ જોવા મળી છે જે ખૂબ જ સારો અભિપ્રાય જેને મળ્યો છે અને ફક્ત મહિલાઓ માટે ગુજરાતી ફિલ્મ છે તેમાં અમિતાભ બચ્ચન જેવા મોટા ફિલ્મ સ્ટારે પણ સ્પેશલ રોલ કર્યો છે કેટલીક ગુજરાતી ફિલ્મો તો ઓસ્કર એવોર્ડ માટે પણ નોમેનોમિનેટ થઈ છે જેમ કે ધ ગુડ રોડ અને રેવા હેલ્લારો વગેરે ફિલ્મોને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલા છે ગુજરાતી ફિલ્મો ખાલી મનોરંજન માટે જ નહીં પણ જીવનલક્ષી બાબતો પણ શીખવાડી રહી છે નવી નવી તકો ઢોલિવૂડની રાહ જોઈ રહી છે દીવા સ્વપ્ન ફિલ્મ ગુજરાતી સાથે સાથે દેશની સોળ ભાષાઓમાં ડબ કરવામાં આવી છે અત્યારની ફિલ્મોમાં આધુનિક ટચ જોવા મળે છે ગીત સંગીત અને ક્લિયારીટી જોવા મળે છે ગ્રાફિક્સ પણ ધીમે ધીમે પહેલા કરતાં ઘણા સુધરી ગયા છે ગુજરાતી ફિલ્મો પહેલાના સમયમાં મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારના લોકો જ જોતાં હતા અને યુવા વર્ગ હિન્દી ફિલ્મો વગેરે જોવાનું પસંદ કરતો હતો પણ હવે એમાં ગુજરાતી ફિલ્મોમાં એટલા બધા ચેન્જીસ થયા છે કે હવે અત્યારનો યુવા વર્ગ પણ ગુજરાતી ફિલ્મો જોવે છે છેલ્લો દિવસ કેવી રીતે થશે બે યાર વશ હેલ્લારો એકવીસમું ટિફિન વગેરે મૂવીઝ ગુજરાતનાં એક પણ યુવાનો એવો નહીં હોય કે જેણે નહીં જોયું હોય અને ત્રણ એક્કા પણ અત્યારની જે ગુજરાતી ફિલ્મ નવી આવી છે તે પણ સુપર હિટ ગઈ છે ધીરે ધીરે ગુજરાતી મનોરંજન ક્ષેત્ર પેલા કરતાં ઘણો બધો વિકાસ સાધી રહ્યું છે અને મને એવું લાગે છે કે ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ જેમ સાઉથના મૂવીઝ પોપ્યુલર છે તેવી જ રીતે પૂરા ભારતમાં ફેમસ થશે